અત્યારે હું વાત કરું તો સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં અપૂરતી માળખાગત સુવિધાઓ અને ઉપકરણોની સમસ્યા તો એમાં હું કહી શકું તો કે મેગા સિટીસ જે છે એમાં મોટી મોટી હોસ્પિટલ્સ આવેલી છે બધી જ ફેસેલિટીસ મળે બધાં જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે સારા સારા એજ્યુકેટેડ ડોક્ટર્સ હોય છે અને એની કંપેરમાં ગામડામાં જે છે એ કોઈપણ પ્રકારની સુવિધા હોતી નથી તેમજ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય છે તો એની કન્ડિશન બરાબર નથી હોતી ત્યાંના ડોક્ટર્સ જે છે એ પણ બહુ વધારે સારા હોતા નથી અને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બગડેલાં હોઈ શકે છે ત્યાં ક્લિનિંગ હોતું નથી તેમજ કન્ડિશન ખૂબ ખરાબ હોય છે એના લીધે લોકોને જે છે એ સુવિધા મળતી નથી અને જે લોકો વધારે પૈસાદાર હોય છે તો એ લોકો મોટી હોસ્પિટલમાં જઈ શકે છે જ્યારે નાના માણસો જે છે એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ હોતી નથી તો એ લોકો જે છે એ જઈ શકતા નથી એના માટે આપણે જે છે એ પગલાં લેવાં જોઈએ અને સરકારે પણ કોઈ સારી સુવિધા ઊભી કરવી જોઈએ અને મોટાં હોસ્પિટલ બનાવવાં અને ડૉક્ટર જે છે એના શું કહેવાય કે સુપરવિઝન માટે આવવું જોઈએ અને બધું ચેકિંગ કરવું જોઈએ ત્યાંનું ક્લિનિંગ આ તે ઇન્સ્ટ્રુમેન્ટ બધા નવાં લાવવા એના માટે આપણે જે છે જવાબદારી લેવી જોઈએ અને પબ્લિકને આ માટે જાગૃત કરવા જોઈએ કે તમે એજ્યુકેટેડ થાઓ કે જેના લીધે આ બધું જે છે આપણે ખબર પડે અને આપણે લોકોને કહીએ તો એના માટે જે છે એ સુવિધા ઊભી થાય અને આસપાસ ત્યાંનાં સંભાળ માટે જે છે એ આપણે આ સુવિધાઓ ઊભી કરવી એ જરૂરી છે કેમકે આપણાં સ્વાસ્થ્ય એ આપણાં માટે પહેલું ઘરેણું કહેવાય આપણું સ્વાસ્થ્ય સારું તો આપણું બધું કરી શકીએ માટેની જે આ ઉપકરણોની સમસ્યા છે તો એને પણ આપણે નિવારી શકાય અને એના માટે લોકોને જાગૃત કરવા અને લોકોએ જે છે એ ઘણું બધું કરી શકે અને એવા મેડિકલ સ્ટોર્સ છે તો ત્યાં ચેકિંગ કરવું કઈ દવા જે છે એ બરાબર છે નહીં એની એક્સપાયરી હોય તોય આપી દેતાં હોય છે જે આ લોકો અભણ હોય છે તો એને ખબર નથી પડતી કે આ દવા કઈ છે આ તે ખોટી દવા પણ આપી દેવામાં આવે છે એવી બધી જે છે એ ભૂલો થતી હોય છે તો આના માટે આપણે જાગૃત થવું જરૂરી છે તો આ સ્વાસ્થ્યના લઈને આપણે એટલા સમસ્યાઓ ધ્યાનમાં લઈ શકીએ કે મેગા સિટીસમાં જે છે એ સુવિધાઓ છે એ ગામડામાં હોતી નથી તો એ ગામડામાં સુવિધા ઊભી કરવા માટે આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ